હશે પુષ્પરાજ ભાઈ કેમ છો હાં તો વખતે અમારે છે ને સોસાયટીમાં પણ નવરાત્રી માટે લાઇટિંગ કરવાનું છે સોસાયટીન ગેટ પાસે કોમન પ્લોટમાં અને સોસાયટીના જળ છે ને એના માટે તો તમે કઈ રીતે કરશો એ તો નવરાત્રીનું લાઇટિંગ છે ને ગેટ પાસે કરવાનું છે કોમન પ્લોટમાં કરવાનું છે અને મોટા જળ છે એના પર કરવાનું છે હાં તો તમે તમારી જે સરસ ડેકોરેટ કરી દેજો

તમને જે યોગ્ય લાગે સારું લાગે એવું કરજોને હાં અને સિરિઝો એવી સેટ થાય કે જરીકમાં દિવાળી પણ આવી રહી છે તો એમાં પણ ચાલે એ રીતે કરજો આવે પેલા તમે જ જોઈ લોને પછી તમે અંદાજે કેટલો ખર્ચ થાય એ તમ મને કહો અમારે અહીં ૐ બંગલામાં આવવાનું છે ઓકે હઁ અને કેટલો ખર્ચ થાય છે એ સહેજ જણાવજોને મને જ્યારે કાલ બાલ આઈ જાવ ને ટાઈમ હોય તો કાલે આઈ જાવ

હાં વાંધો નઇ પણ જે આઘુંપાછું થાય તો સેજ જોજો હઁ